ગૃહ મંત્રી અમિત શાહ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત ગૃહ મંત્રી હર્ષ સંઘવી રેસલર વિનેશ ફોગાટ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ